કેબ કંપની હું અને મારા મિત્રો એક રોડ ટ્રીપ માટે કાર ભાડે લેવાની યોજના બનાવી રહ્યા છીએ અમે નડિયાદથી લુનાવાડા તરફ જવાના છીએ અમારું યાત્રા પચીસ દિવસ સુધી ચાલશે કૃપા કરીને જણાવશો કે કેટલા કિલોમીટર આધારે ભાડું રહેશે અમને ટ્રીપ માટે સ્કોર્પિયો ગાડી આવશ્યક છે જો કે તમને જરૂરી હોય તો તમારો જવાબની રાહ જોઇશ આભાર મિતુલ